હા પૂજારા ટેલિકોમ માંથી વાત કરો સાહેબ હા મારે એક ફોન ખરીદવાની ઈચ્છા છે રિયલ મી નાઈન પ્રો નવું એડિશન આવી છેને તો જરાક એના વિશે મને માહિતી આપોને હં હા હા ચાલે હા યસ યસ

હ હ

એમની રેમ રોમ જરાક જણાવજો હા હા હ હ હ અને

અને એની પ્રાઇઝ ફોલ જરાક જણાવજોને હ હ હ અને મારે એ મારી પાસે એચડીએફસીનું કાર્ડ છે બરોબર હ તો એને ઈએમઆઈ થઈ જશે

હા

ઓકે ઓકે થેંક યુ